મને રસોઈ કરવાનું ખૂબ જ શોખ છે હંમેશાં નીતનવી વાનગીઓ બનાવવી ને લોકો ને હોંશે હોંશે વાનગીઓ ખવડાવવી તેમાં મને ખૂબ આનંદ આવે અને મારા માટે મારા શોખની સૌથી વધુ જો સમય અપાયો હોય તો તે કોરોના કાળ એટલે કે લોકડાઉનનો સમયગાળો છે જ્યાં ઘર જ સર્વસ્વ હતું એ ઘરનું રસોડું છે યપદ દરેક માટે કાઠિયાવાડી ધાબા ગણો કે ફાઇવ સ્ટાર હોટલમાં સર્વસ્વ એ જ હતું ત્યારે મેં મારા પરિવાર માટે વિવિધ વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પછી મેં ચાઇનીઝ પંજાબી વિવિધ મીઠાઈઓ તેની સાથે સાથે હેલ્ધી પણ ટેસ્ટી એવા સૂપ સલાડ તેમજ વિવિધ જ્યૂસ પણ બનાવવાનું શીખી હતી જે મારા પરિવાર તેમાંથી ખૂબ જ આનંદ મળે તેવા કૈંક ને કંઈક પ્રયોગ હું કરતી રહેતી